હેલો મારું નામ ડિમ્પલ છે હા ડૉક્ટર અહીંયા વેધર ને આ પોલ્યુશનથી મારું મારી તબિયત સખત ખરાબ ખરાબ રહે છે અને ક્યારેક તાવ આવે છે વોમેટિંગ જેવું થાય છે માથું દુઃખે છે તો મારે ચેકઅપ માટે આવવું છે

હં હં બરાબર હા હા ચોક્કસ ખાવાનું પીવાનું બધું જ નથી ભાવતું અહીંયા વાતાવરણના લીધે બધું તબિયત મારી હ હા હા ત્યાંનું હા ત્યાંની હવા એનવાયરમેન્ટથી મને સારું લાગશે હં હં હં હા હા હા ચોક્કસ હા